હા મારા ઘરમાં ટોઈલેટ છે તેના ઘણા બધા ફાયદા છે ટોઈલેટ ઘરમાંથી કચરો દૂર કરે છે માનવ કચરો શૌચમાં મદદ કરે છે અને રોગ રોગમાં પણ ઘટાડો કરે છે તમે ટોઈલેટમાં પર્સનલ યુજ પણ કરી શકો છો જે ઝાડા જેવા રોગોને અટકાવે છે ટોઈલેટને સ્વચ્છ રાખવાથી આરોગ્યની ગુણવત્તા વધારવામાં પણ મદદ કરે છે અને જો ટોઈલેટ ન હોય તો તમારે પહેલા ખુલ્લામાં શૌચ કરવા જવું પડે છે જેનાથી ઘણા બધા રોગો થઈ શકે છે અને ખાસ કરીને બાળકો જે ખુલ્લામાં શૌચ કરે છે તેમને ઝાડા જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે